એક બાઇકર તરીકે સૌથી મોટો પડકારનો સામનો એ કરવો પડે છે કે જ્યારે તમે રસ્તા ઉપર ચાલો છો તો રસ્તા ઉપર રેઢિયાળ જનાવરો છે રખડતા પશુઓ છે એ વચમાં આવતા હોય છે ખરાબ રસ્તા હોય છે ચોમાસામાં કીચડ હોય છે જેના લીધે બાઈકને પડી જવાનો ડર પછી પશુઓ સાથે અથડાઈ જવાનો ડર અને જ્યારે પતંગો ઊડે છે તો એ દોરો એને કાપીને લાગવાનો ડર વગેરે છે એ લાગે છે ડર અને વાહન વ્યવહારમાં એવું કે અમુક લોકો છે જે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા જ્યારે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તો તેમના લીધે એ રોંગ ખોટી ખોટી સાઇડ ઉપર ખોટા ખોટી સાઇડ ઉપર ચાલે છે અને જેના લીધે એ સામનો કરવો પડે છે જ્યારે ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં નથી આવતું ત્યારે મોટાભાગની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેમના લીધે માર્ગો સાંકડા રસ્તા જંગલી પ્રાણી જેવાનો સામનો કરવો પડે છે જ્યારે નાના નાના ગલીઓ હોય છે એમાં જ્યારે બંને સાઇડથી વાહનો આવતા હોય છે તો પહેલી સાઈડ અને બીજી સાઇડમાં જ્યારે ક્રોસ કરવાનું થાય અને વચમાં જે પાણી કે ખાડા હોય છે તો એ કપડાં ગંદા થવાનો ડર રહે છે બ્રેક ફેલ થવાનો ડર રહે છે અને ગાડીનો પડી જવાનો પણ ડર રહેતો હોય છે વાહનનો ઉછાળતા માર્ગો સાક અને જ્યારે જંગલિયાળ કે કોઈ વધુ જંગલ પડતા એવા વિસ્તારોમાં જવામાં આવે છે તો ત્યાંથી અચાનક કોઈ જંગલી જનાવર છે આવી ન જાય કે ગાડી સાથે અથડાઈ ન જાય તેના માટે જંગલ વિસ્તારમાં ગાડીને ધીમી ચલાવવી બને ત્યાં સુધી હેલ્મેટ પહેરીને રાખવું વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવું જ્યારે જંગલ કે ગીચતાવાળા રસ્તાઓમાં જાય છે કે વધુ પડતા ટ્રાફિકોમાં જાય છે ત્યારે અન્ય લોકો જે છે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા જેના લીધે આપણે પણ સામનો કરવો પડતો હોય છે જેથી કરીને જ્યારે ગીચતાવાળા વિસ્તારોમાં જાવ છો તો જો અન્ય વ્યક્તિ જે ટ્રાફિકોનું પાલન નથી કરતું જોવા મળતું ત્યારે તેમને રોકવા જોઈએ અને જે જંગલિયાળ અતિ જંગલિયાળ વિસ્તાર છે એમાં વધુ પડતું તો હેલ્મેટ પહેરીને જવું પછી બને ત્યાં સુધી જંગલવાળા વિસ્તારોમાં શાંતિથી જંગલિયાળ વિસ્તારોમાં શાંતિ થી ગાડી ચલાવવી ધીમી એ ધીમી સ્પીડે ગાડી ચલાવવી વગેરે જેવી બાબતો છે એ ધ્યાનમાં રાખી શકાય છે શાંતિ પ્રાણી છે એ અચાનક કોઈ બી રસ્તે આવી શકે છે જેના લીધેથી શાંતિથી કર ચલાવી ગાડી અને પહોંચી વળવું ઉછળતા માર્ગો જેમ કે અતિ વિસ્તાર છે કે જેવા જેવા રોડો છે જેમાં વધુ વળાંકો આવે છે તો વધુ વળાંકોવાળા રોડોમાં શાંતિથી ગાડીને ચલાવી વગેરે જેવી બાબતો છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે જેમ કે વધુ વળાંકવાળા રસ્તાઓ છે તો એ વળાંકવાળા રસ્તા ઉપર ગાડીની સ્પીડ છે એને મિનિમમ ઓછી સ્પીડે ચલાવવી પછી બધા ટ્રાફિક નિયમોનું પાલન કરવું ગાડી બાઇક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરવો ગીચતાવાળા રસ્તાઓ ઉપર આજુબાજુ જોઈને ચલાવવું ગીચતા વધુ ગીચ વાળો રસ્તો હોય ત્યાં ગાડીની સ્પીડને ઓછી કરી નાખવી સાથમાં કોઈ બેઠેલા હોય તો એમને પકડવાનું કહેશું કહેવાનું અને બને ત્યાં સુધી વધુ ગીચ વાળા રસ્તામાં પોતાને અને પોતાની આસપાસનામાં રહેલા વ્યક્તિઓને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું આવશ્યક બનતું હોય છે જ્યારે તમે પહાડોમાં કે એવા કોઈ રસ્તા ઉપર જાવ છો તો એ ઉછાળ ઊંચાણવાળા રસ્તા હોય છે કે જેઓનો રસ્તો છે એ સામાન્ય રીતે સામાન્ય રસ્તા જેવો નથી હોતો જેથી કરીને એમાં મુશ્કેલીઓ આવી શકે છે તો તે પ્રમાણેની તમારી સ્પીડ રાખવી અને બને તેટલું શાંતિથી ગાડીને ચલાવવી વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે પછી છે કે જંગલોમાં ચલાવવા જ્યારે તમે કોઈ જંગલોમાં જાવ છો ત્યારે જંગલી પ્રાણીઓ હોય છે અચાનક ગાડી સામે કૂદી જતા હોય છે કૂતરા છે બિલાડા છે વાંદરા છે જ્યારે તમે જંગલોમાં જાવ છો તો આવા બધા પ્રાણીઓ વચમાં પડતા હોય છે જે અચાનક જ ગાડી સામે આવી જતા હોય છે જેથી કરીને ગાડી ને પડી જવાની શક્યતાઓ વધી રહી જાય છે તો જ્યારે આવા રસ્તા ઉપર જાઓ છો કે જ્યાં વધુ પશુઓ છે જંગલી પ્રાણીઓ છે જે તમારી સામે આવી શકે છે આથી તમારે હેલ્મેટ પહેરવું ગાડીની સ્પીડ છે એને ધીમી રાખવી અને જ્યારે કોઈ જંગલમાં વધુ વરસાદ પડે છે તો નદીઓ વચમાં નડતી હોય છે એ નદીઓથી બચવા માટે તમારે યોગ્ય રીતે માર્ગદર્શન પૂછવું કોઈનું માર્ગદર્શન લેવું સ્થાનિક લોકોની સલાહ લેવી ગાડી ચલાવતી વખતે કે આગળ જંગલવાળો વિસ્તાર છે તો એમાં શું કઈ રીતના જવું કેટલી નદીઓ નડે છે એ બધાની ગણતરી કરી વી જોઈએ અને તમારે એ એકદમ જ પ્લાન સાથે ત્યાં જવું જોઈએ જ્યારે તમે બાઇકિંગ કરો છો તો મોસ્ટલી બાઇકિંગમાં રાઇડર્સ હોય છે તો તમે જે રાઇડિંગ કરો છો તો બાઇકનું એવું હું શું કહેવાય કે ટ્રાફિક નિયમોનું પાલન કરવા કરવું જોઈએ અને જે સાઇલેન્સર છે એને વધુ અવાજવાળું ન રાખવું જોઈએ જેથી કરીને અન્ય લોકોને પણ જે છે એ તકલીફ ઊભી ન થાય આવી વગેરે જેવી બાબતો જો ધ્યાનમાં રાખવામાં આવે અને સાવચેતી લેવામાં આવે તો બાઇકરો છે તેમને ગંભીર ઈજાઓ થતાં રોકી શકાય છે જેવી કે જંગલી પ્રાણીઓને અચાનક સામે આવી જવાથી ગાડી જે પડી જાય છે તેમને રોકી શકાય છે પછી અંતરિયાળ વિસ્તારોમાં જે નદી નહેરો આવે છે જેના લીધે તકલીફો કે મુશ્કેલીઓ આવે છે તેમને દૂર કરી શકાય છે વગેરે જેવી બાબતો છે બાઇકિંગમાં ઉપયોગિતામાં આવી શકે છે જેથી કરીને આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે સાવચેતીના પગલાઓ છે એ બાઇકરે ખુદે રાખવા જોઈએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી તે પોતાને અને અન્યોને થતાં નુકસાનોને રોકી શકે છે આવા વગેરે જેવા નિયમો પાલન કરવા પછી નાની નાની જગ્યાઓ ઉપર આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું વગેરે જેવા કારણો છે એ નાના મોટા નુકસાનોથી બાઇક રાઇડરને બચાવી શકે છે આવા જ રીતે પર્યાપ્તમાં જે લોકો ગાડી ચલાવે છે કે જેઓની પાસે લાયસન્સ નથી અચાનક જ ક્યાંય ગમે ત્યાંથી ગાડી ચલાવી લે છે ગમે તેવા રસ્તાઓમાંથી ફટફટ કાઢી લે છે એવા લોકો માટે અગત્યની વસ્તુ છે કે આ બધા નિયમોનું ધ્યાન રાખે લાયસન્સ વગર ગાડી ચલાવવી એ કાનૂની ગુનો છે વગેરે જેવી બાબતો છે એમને ધ્યાનમાં રાખવામાં આવતી જોવા મળે છે